હાં હાં બોલો ઓકે અમારા સુરતમાં છે ને ઘારી બહુ વખણાય છે જેમાં ઘીવાળી ઘારી ડ્રાયફ્રુટ ઘારી કેસરની ઘારી એ બહુ ટેસ્ટી છે ને બહુ પોપ્યુલર બી છે અને અમારા સુરતમાં બધી જગ્યાએ જ મળે છે ખાસ કરીને તમે કમલ બેકરીમાં આવો તો ત્યાંની તમે બહુ જ સારી મળે છે એકદમ સોફ્ટ બી હોય છે અને પોપ્યુલર બી છે એકદમ

હા જમનદાસ ઘારીવાળા તો બહુ પોપ્યુલર છે સુરતમાં એમની સૌથી બેસ્ટ આવે છે અહીંયા એટલે એ તમે લઈ જઈ શકો હા જ એની હા એની શોપ છે ને પ્રાઇમરી હાં હાં યા એની શોપ છે ને પ્રાઇમરી આપણે પ્રાઇમરી જે અરિયો છે ને ત્યાં એમની શોપ છે હા પ્રાઇમ માર્કેટ પાસે અને એમની શોપનો નંબર છે એટ સિક્સ ટુ ટુ વન ફાઇવ વન ફાઇવ જીરો આ એની શોપનો નંબર છે અને આ શોપ સવારના નવથી સાંજના નવ સુધી ખુલ્લી રહે છે તો તમને ડિલિવરી બી મળી જશે અને વસ્તુ બી સારી મળશે મારી દૃષ્ટિ એ તમે કેસરની લો અને ડ્રાયફ્રૂટ્સની ઘારી ખાવ તો એ સૌથી બેસ્ટ છે હા આ સિવાય અહીંયાની નાનખટાઈ બી બહુ સારી છે જો નાનખટાઈ બી તમે લેશો તો સૌથી બેસ્ટ છે એ બી કમલ બેકરીની નાનખટાઈ સૌથી બેસ્ટ જે આપણાં ચૌટા બજારમાં મળે છે એ બહુ પોપ્યુલર છે તો તમે એ લઈ લઇને જશો તો બહુ જ સારી અને આખી સુરતમાં પોપ્યુલર છે નાનખટાઈ છે એ સાડા ત્રણસો રૂપિયે કિલો છે અને ઘારી છે અને એક ચારસો રૂપિયે કિલો છે ડ્રાયફ્રૂટ્સવાળી અને કેસરવાળી છે એ સાડા ચારસો રૂપિયે કિલો છે હા હા તમે ઓલ ઓવર પ્રોપર પેકિંગ આપશે અને તમને ઘર સુધી લઈ જશો તો બી કંઈ પ્રોબ્લેમ નહીં થાય એ પ્રોપર પેકિંગ હશે થેન્ક યુ વેરી મચ વેલકમ બાય